યોગ એ મારો પ્રિય વિષય છે યોગ વિશે ભારત સરકાર છે એ પણ વર્તમાન સમયની અંદર ખૂબ કાર્યરત છે યોગ કરવાથી વ્યક્તિની જીવન શૈલી આખી બદલાઈ જાય છે યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એમાં સૂર્ય નમસ્કાર હોય કે પછી ચંદ્ર નમસ્કાર હોય કે બીજા આસનો હોય એ બધા કરવાથી ઘણા બધા રોગોથી દૂર રહી શકીએ છીએ એકવીસ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે રોજ ચાલવું ચાલવાથીને થતાં ફાયદાઓ ઘણા બધા લોકોના માટે ફાયદાકારક હોય છે ત્યાર પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ બેઠા બેઠા કરાતા આસનો ઊભા રહીને કરાતા આસનો લોકોને ઘણા બધા રોગોથીને દૂર રાખે છે